આપણે કૂવામાંથી પાણી અસલથી જ કાઢતાં આવેલાં છે કૂવામાંથી પાણી કેવી રીતે કાઢવું પહેલાં તો જૂના જમાનામાં દોરડીથી ગરગડી દ્વારા કૂવામાં સ્ટીલના ઘડાથી પાણી બહાર લાવતા હતા ત્યાર પછી જમાનો બદલાતા પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતાં થયાં અને ઇલેક્ટ્રિક મોટર દ્વારા આપણે પાણી પીવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે કૂવામાંથી પાણી આપણે ખેતરમાં પણ લઈ જાય છે તે જમાનામાં એક રૅટ નામનું એક એક ઓજાર આવતું અને રૅટને બળદ સાથે જોડીને એનામાં ચકરડામાં પાણી ભરાઈને બહાર આવતું અને ખેતરમાં જતું તું ત્યાર પછી ઓઇલ એન્જિન આવતા ઓઇલ એન્જિન દ્વારા એના પંપ દ્વારા કૂવામાંથી પાણી બહાર આવતું હતું અને એનાથી એ પાણીનાં એ ઓઇલ એન્જિનથી પાણી બહાર આવતાં ખેતીમાં એ પાણીનો ઉપયોગ થતો હતો પીવાનો પાણીનો ઉપયોગ તો આપણે ઘણી રીતે બધા કરતાં હતાં અસલ જમાનામાં કોસનો ઉપયોગ કરતાં હતાં અને તાંબા પિત્તળનાં વાસણથી દોરડા વડે ગરગડીનું ઉપયોગ કરીને આપણે પીવાનું પાણી બહાર લાવતા એ રીતે પાણી એને આપણે ઉપયોગ કરતા તા અને હાલના જમાનામાં કૂવામાં મોટર નાખવામાં આવે છે જેને આપણે સબમર્સિબલ મોટર કહેવામાં આવે એ મોટરનાં આ મારફતે કૂવાનું પાણી બાર ઓટોમેટિક નીકળતું હતું અને એનો એ એ રીતે એ પાણીનો ઉપયોગ આપણે કરતા હતા એવી હાલના જમાનામાં હવે કૂવાની જગ્યાએ બોરનો જમાનો આવ્યો અને એ બોરમાં પણ આપણે સબમર્સિબલ મોટર મૂકીને પાણી બહાર ખેંચતા છીએ એ રીતે કૂવાનું કૂવાનું પાણી કેવી રીતે બહાર લાવવામાં આવે ઘણી બધી ટેકનિકો અત્યારે તો આવી છે અને એ ટેકનિક દ્વારા આપણે કૂવાનાં પાણીનું ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ